હું આરતીબેન મહેતા અમારે ગુજરાતમાં નવરાત્રિનું બહુ જ મહત્ત્વ છે અને આ અમારી સાંસ્કૃતિક પરંપરા છે કે અમે આસો મહિનાની અજવાળી એકમથી તે દસ દિવસ સુધી માના નોરતાંનો ઉત્સવ મનાવીએ છીએ રોજ અલગ અલગ ગરબા ગાઇએ છીએ અલગ અલગ પ્રસાદ વહેંચીએ છીએ અને રોજ દસ દિવસ સુધી માણસ માના ગરબા ગાઈ અને ખૂબ જ આનંદ થાય છે અને એ અમારો ખૂબ જ મહત્ત્વપૂર્ણ તહેવાર છે કે નવલાં નોરતાં મા દુર્ગાનાં નઉ દી ની નવ રાતો મા દુર્ગાના કાર્યક્રમો અમારે બહુ મજા આવે છે એક વખત તમે કાઠિયાવાડમાં આવી રાજકોટમાં આવી અને માના નોરતાંનો આનંદ લો તમને પણ મજા આવશે કે નાની નાની કુંવારી દીકરીઓ કેટલા સરસ મજાના ગરબા રમે છે અને એ ગરબા જોવાની આપણને બહુ જ મજા આવશે એટલા માટે અમારે બહુ સરસ રીતે ઉજવણી થાય છે અને અમારો સાંસ્કૃતિક ઉત્સવ સૌથી મોટો હોય ને તો માના નવલાં નોરતાં છે